હા મને ગીતો સાંભળવાનું ખૂબ જ ગમે છે અને મને ગીતો ગાવાનું પણ ગમે છે મારા પ્રિય સંગીતકાર ગીતાબેન રબારી છે એ મારા માટે મારા આઇડોલ રૂપ છે અને તેમનાથી હું શી હું ગાવાનું ગાયકી શીખવા ઈચ્છું છું અને હું મારી ગાયકી સુધારવા માંગુ છું તેથી તેમના મને ગીતો મને ખૂબ જ ગમે છે તે આપણી ગુજરાતી ભાષામાં જ ગીતો ગાય છે અને તેમના તેમનો અવાજ ખૂબ જ સરસ છે તેથી તેમને તેઓ તેઓ ગમે છે અને તેમના ગીતો સાંભળવાનું ગમે છે